હેલ્લો આપ ઑનેસ્ટમાંથી બોલો છો હા ભાઈ મેં સ આપના ત્યાથી ભાજીપાઉં મગાવેલાં અને એના બદલે તમે કંઈ ભૂલથી પુલાવ મોકલી આપેલો છે તો મને પ્લીઝ તમે ભાજીપાઉં મોકલી આપો અથવા કોઈ કારણસર તમે મોકલી શકતા ન હોવ તો મને એ મેં ઑનલાઈન પેમૅન્ટ કર્યું છે એ મને પેમૅન્ટ પાછું મોકલી આપો